મેં આગળ તમને દોડવાની વાત કરી અને આરોગ્યની વાત કરી હવે વાત કરીએ તો ક્વેસ્ચન એ છે કે દોડવા હોવા છતાં જ્યારે તમે તમારા સંગીત સાંભળો છો કે તમે તમારી કોઈ વિચારતા તમે ટૂંકમાં તમે શું વિચારો છો અહીં એ કહેવાનું હોય છે મને દુઃખ છે પરંતુ મને પોતાના ઘણાં પૉડકાસ્ટ પસંદ નથી જો હું ચાલતો હોઉં અથવા તો રનિંગ કરતો હોય ત્યારે વિચાર વિમર્શમાં ફોકસ કરું છું મેં મારું દિમાગ શાંત રાખવાનો પ્રયાસ કરવો અથવા નવા વિચારો વિશે વિચારવું ગમે છે ટુૂંકમાં વાત કરું તો જ્યારે હું રનિંગ કરતો હોઉં જ્યારે હું મારા આગળના ગોલ વિશે વિચારતો હોઉં છું ટુંકમાં સોંગ ને એ બધું પછી અલગની વસ્તુ છે જે ટૂંકમાં મારા આગળ શું થઈ રહ્યું છે એના વિશે વિચારું છું આગળ વાત કરું તો રનિંગ દરમિયાન જો હું મ્યુજિક નથી સાંભળતો તો હું મારી વાત પર ધ્યાન કેન્દ્રિત કરું છું શાંતિ લાવવા માટે પર્યાવરણના અવાજોનો આનંદ માણું છું વધુમાં કેટલીકવાર હું સકારાત્મક વિચારધોરણ કરવા અથવા મારા દિવસનાં લક્ષ્યો વિશે વિચારવા માટે મારી સેલ્ફને પ્રેરિત કરું છું ટૂંકમાં વાત કરું તો રનિંગ માટે મ્યુજિક સિવાય અન્ય શું ઇમ્પોર્ટન્ટ તો એની વાત કરું તો કહે ભાઈ મારા આગળનો દિવસનો ગોલ શું રહેશે આગળ કેમ તમને વાત કરી તી કે સિડ્યુલ તો એ પ્રમાણેનું સિડ્યુલ ફોલો થાય છે ટૂંકમાં એ બધું વિશે વિચારું છું પછી આગળ વાત કરું તો હું મારી વાત કરું તો હું ક્યારેક એવું થાય ક્યારે મ્યુજિક સાંભળું છું પરંતુ ક્યારેક નથી સાંભળતો જો નથી સાંભળતો તો હું મારા મારી બ્રિથિંગ લેવલ ઉપર ફોકસ કરું છું શાંતિ લાવવા માટે આજુબાજુનું પર્યાવરણ છે એને નિહાળું છું એ બધું કરું છું પછી પોઝિટિવ પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગ કરું છું અને મારા માય સેલ્ફ ઍન્ડ માય કરિયર આગળ હાઉ ટુ ગેટ અ સક્સેસ ઇન ફ્યુચર એના વિશે વિચારું છું આગળ વાત કરું તો જેનાથી મને ઉર્જા મળે એ એવા વિચારોને મનમાં લાવું છું કે જેનાથી મને ઉર્જા મળે કે કાલે આજે એટલું દોડ્યો તો કાલે વધારે દોડીશ ધારો કે આજે પાંચ કિલોમીટર દોડ્યો તો કાલે એના કરતાં વધારે દોડીશ એવા વિચારોને હું મનમાં રાખું છું ફિટનેસની વાત કરીએ તો આનાથી તમારા લક્ષ્યને તમે પ્રાપ્ત કરી શકો છો ને આ પદ્ધતિઓ મને પ્રેરિત કરે છે ટૂંકમાં સંગીત ને એ બધું પણ રનિંગ સમયે ઇમ્પોર્ટન્ટ છે પરંતુ કરિયર વિશે પણ વિચારવું જોઈએ એટલે કે તમે દોડતા હોવ તો તમારો આગળનો ગોલ એ બધું મનમાં હાલતું હોય તો વધારે સારું રહે આગળ વાત કરીએ તો તમારું ફોકસ રનિંગ સમયે માત્ર તમારા આગળના સિડ્યુલ ઉપર જ હોવું જોઈએ કે હવે મારે શું કરવાનું છે અને મેન તો આમાં બ્રિથિંગ લેવલ છે રનિંગ કરતા હોય ત્યારે તમારે શ્વાસોચ્છવાસની ક્રિયામાં બહુ બહુ જ જરૂરી છે એમ જેનાં કારણે તમે રનિંગ સારી રીતે કરી શકો છો એટલે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો રનિંગમાં શ્વાસોચ્છવાસની ક્રિયા માટે મ્યુજિક તમને એક એક સમય માટે ઉત્સાહ પ્રેરે છે પરંતુ જ્યારે કોઈ કોમ્પિટિશન કે કંઈ આવે ત્યાં તો તમને મ્યુજિક તો નહીં સાંભળવા દે ટૂંકમાં બેટર છે કે આ ટેવ સારી છે કે મ્યુજિક વિના તમે કરી શકો